હલો હ બેટા સાંભળ આજે તારું રિઝલ્ટ આવ્યું છે અને મેં માર્કસ જોયા હા હા અરે અરે હા હા મેં જોયું તમારું બધુ જ બાયોડેટા મોકલ્યો છે ને એ તમારા મમ્મીએ મને મોકલાવ્યો છે એમાં તમારું બહુ જ વીક છે ઇંગ્લિશ તો એના માટે છે ને તમારે બરાબર કરવું પડે કારણકે ઇંગ્લિશ બધી જગ્યાએ જોઈએ બરાબર તો એ બોલવામાં જો એ સમજાણું ઇંગ્લિશનું કેવું હોય ખબર છે ઇંગ્લિશનું એવું હોય કે તમે લોકો જેમ ગુજરાતી અત્યારે આપણે બોલીએ છીએ તો કેટલું એમ નોર્મલ લાગે છે ને આરામથી બોલી શકીએ છીએ વાય કહેશો કેમ યસ યસ જસ્ટ ટ્રૂ બીકોઝ વી આર યુઝ ટુ અવર ટંગ ઇસ યુઝ ટુ હે ને આપણી જે ટંગ જે છે એ એની સાથે યુઝ ટુ છે તો એ જ રીતે તમે હમ પણ ડર ડર શું કામ હસવું હોય એ હસે બધા મોટા મોટા મહાન માણસો ઉપર પણ હસે છે તોહ એ બોલવાથી એવું ડરવાનું કોઈ હસે ને એવો ડર રાખવાનો જ નહીં સમજાણું આપણે જુઓ તમે બોલવાની શરૂઆત કરશો ને તો તમે પાક્કું અમારા ઈન્સ્ટિટ્યૂટમાં આવડે તમે ત્રણ મહિનામાં શીખી જ જાવ એ મારી ગેરંટી છે પછી યુ નીડ ટુ સ્પીક સ્પીક એન્ડ સ્પીક કન્ટીન્યુ તમારે વાત કરવી પડે કારણકે વાત કર્યા વગર તો કોઈ મિનિંગ જ નથી કે તમે બોલો બરાબર ઇટીસ વેરી ઇમ્પોર્ટન્ટ યુ નીડ ટુ સ્પીક ઈન ઇંગ્લિશ અમારે ઘણા એવા આવે છે તમે ઘરમાં વાત ન કરો ઇટ્સ ઓકે તમારા કોઈ એવું હશે તમારા દોસ્તાર હશે તમારું ફ્રેન્ડ સર્કલ હશે તમારે એની સાથે ઇંગ્લિશમાં વાત કરવાની કોશિશ કરવાની તમારે ઇવન ઘરના લોકો ભલેને ન સમજે તમારું નવું કરવાનું અહીંયાથી શીખીને જાઓ તમારા ઘરના બોલો જ એને શીખવાડવાનું એટલે તમારે પણ પ્રેક્ટિસ થઈ ગઈ અને એની સાથે ઇંગ્લિશમાં તમારે બોલવા માટે તમારે એકચ્યુલી તમારી જે ટંગ છે એ તમારે યુઝ ટુ કરવી પડે કે તમે કઈ લેંગ્વેજ બોલો છો આપણે કોમ્પિટિશન કોમ્પિટિશન રોજ બોલતા હોય તો વી કેન સ્પીક અધરવાઇસ કોન્ટિટીશન કોમ્પિટિટન લાઈક ધેટ સમ વર્ડ્સ તમારે એને ટંગને યુઝ ટુ કરવી પડે બોલવા માટે ગોટ ઈટ ઇંગ્લિશ કોર્સ તમે જુઓ બરાબર ધ્યાન દઈને શીખો ત્રણ મહિનાની અમારી સ્પીક ઈન ઇંગ્લિશ માટે ગેરેન્ટી આપું છું કે તમે ત્રણ મહિનામાં યુ કેન સ્પીક ઈન ઇંગ્લિશ પણ તમારે પછી આગળ કઈ બીજું કોર્સ કરવો હોય અથવા રિલેટેડ ટુ તમે ફોરેન જવાની વાત કરો છો એના માટે કરવું હોય તો પછી એ અલગ અલગ કોર્સ આવે લાઈક અલગ અલગ ચાર્જિસ છે તો તમે એકવાર એકેડેમી ઉપર આવો અથવા તો હું તમને પીડીએફ ફાઈલ મોકલાવીને આઈ વિલ શેર યુ હા હું આપને ના ના આપણે ડરવાનું નહીં પેલું ખબર છે ને આઈ કેન સ્પીક ઇંગ્લિશ આઈ કેન વોક ઇંગ્લિશ આઈ કેન ટોક ઇંગ્લિશ ઓકે નાઉ આઈ વિલ સેન્ડ યુ પીડીએફ ફાઇલ ઈન યોર મોબાઈલ વ્હિચ ઈઝ ચેક એન્ડ ફ્રોમ ટુડે યુ કેન સ્ટાર્ટ સ્પીક ઈન ઇંગ્લિશ યા ઓકે ઓકે વેલકમ વેલકમ